હેલો

અચ્છા ઠીક છે તો અમારી ચિકન શોપ પર એકદમ ફ્રેશ ચિકન મળે છે જે હાલમાં જ અત્યારે કપાય છે અને સારી તમે સાફ સફાઈનું કહો છો તો એકદમ જ ચિકાશ વગરનું ચિકન મળશે અને તમને કયું ચિકન જોઈએ છે ચિકન સિકટી ફાઇવ બટર ચિકન ચિકન ટીકા કે તમને કેવું જોઈએ છે રસાવાળું જોઈએ છે સૂકું જોઈએ છે કયા પ્રકારનું ચિકન જોઈએ કે પછી કાચું ચિકન જોઈએ છે કાચું ચિકન ઠીક છે જી તો અત્યારે કાચું ચીકનનો ભાવ છે બસો રૂપિયાનો કિલો છે તો તમારે કેટલું ચિકન જોઈએ તમે કોન્ટિટી કહો તો હું કરી શકું બાકી બસો જેટલો જ છે તો દસ કિલો હું એકસો એંસીના ભાવે આપી શકું છું ઠીક છે બટર ચિકન એક ડિશના છે બસો પચાસ રૂપિયા બટર ચીકનના બસો પચાસ એક ડિશના છે તેની સાથે તમે કઈ રોટી પસંદ કરશો ખાવાની તમે કહું તો તંદૂરી રોટી બેસ્ટ રહેશે બટર ચિકન સાથે ઠીક છે તો પાંચ પ્લેટ બટર ચિકન દસ કિલો કાચું ગોસ્ત અને રોટી કેટલી કરું પાંચ પાંચ ઠીક છે હા તો ઠીક છે તમે જાતે આવશો કે ડિલેવરી કરવી પડશે હા થેન્ક યુ